તમને ન મળેલા છતાં ડિલિવર્ડ દર્શાવતા ઓર્ડર માટે ફરિયાદ કરતો મારો પોતાનો જ એક કિસ્સો ઉદાહરણરૂપે સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું એમેઝોન એપ્લિકેશન દ્વારા કસરત માટે મેં ડમ્બલ્સ મંગાવ્યા હતા અને એક બે દિવસમાં મને ઓર્ડર મળશે તેવી મને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી પરંતુ આજે ત્રણ દિવસ થયા છતાં ઓર્ડર ન મળતા મેં સૌ પ્રથમ હેલ્પ ડેસ્ક પરથી નંબર લઈ કમ્પ્લેન નોંધાવી કે મારી ઓર્ડર હજુ મને મળી નથી તેમણે એક ટ્રેક રેકર્ડ માટેની લીંક મને આપી હતી અને સમજાવ્યું કે આ લીંક દ્વારા તમે તપાસ કરો અને તે તપાસ કર્યા બાદ મેં જાણ્યું કે હજી પણ મને કોઈ જ ચોક્કસ માહિતી મળી ન હતી જેથી કરીને મેં ફરીથી વિક્રેતાની કમ્પ્લેન નોંધાવી અને જણાવ્યું કે તમારા કહ્યા પ્રમાણે મેં જે કંઈ પણ કામ કર્યું છે છતાં મને કોઈ સરખો જવાબ મળ્યો નથી તો આપને એ જણાવવાનું કે મને જેમ બને તેમ વહેલી મારી વસ્તુ મળે તેવી વિનંતી